અ જીવનની જો વાત કરીએ તોહ એમાં મેં શું શીખ્યો છું કે જો તમે જો કર્મ બરોબર કર્મ વિષે તમે જાણતા હશો કે જેવું તમે કરશો એવું તમે ભોગવશો બરાબર છે તો કર્મનો શું સિમ્પલ સિદ્ધાંત હોય છે કે તમે કોઈનું ખરાબ કરો છો તો તમારું ખરાબ થવાનું અને તમારું કોઈ ખરાબ કરે છે તો એમનું ખરાબ થવાનું બરાબર છે તો એટલે આપણે સારાં કામ જ કરવા જોઈએ ખરાબ આપણે શું કામ કરીએ બીજા માટે આપણે શું કામ ખરાબ વિચારીએ બીજાનું આપણે શું કામ બગાડીએ બરાબર તો એ એક વાત છે જે મેં મારી લાઇફમાં શીખ્યો છું તો સારાં કામો કરો અને ખરાબ કામો ન કરો આપણે આપણાં જીવનની વાતો કરવાની આપણે સારી સારી વાતો કરવાની બરાબર ખરાબ નહીં વિચારવાનું ખરાબ ન કરવાનું સમજો તો એવી જ રીતે આપણે બધા સારી રીતે રહીએ હળી મળીને રહીએ તો એ એક સારી વસ્તુ છે બરાબર સારો રસ્તો છે જે આપણે અપનાવ્યો છે તો એ મેં મારા જીવનમાં શીખ્યું છું કે સારા કામો કરો અને ખરાબ કામો ના કરો